હલો જય શ્રી કૃષ્ણ કરન કેમ છે અચ્છા અત્યારે જે એપ ચાલી રહી છે ને ડીજીલોકર માટેનું તો એના માટે મને તારી થોડીક મદદ જોઈશે હવે એ જે મારું લગ્નનું પ્રમાણપત્ર છે ને તો હવે એક કશેક ખરાબ ન થઈ જાય ખોવાઈ ન જાય ફાટી ના જાય તો એના માટે મને જરાક કે ને એ પ્રમાણપત્ર હું આ કેવી રીતે ડીજી ડીજીલોકરમાં હું અપલોડ કરું એના માટે મારે શું પ્રક્રિયા કરવી પડશે તો ફોનની અંદર હું કેવી રીતે એને એપ્લાય કરું અને ક્યાંથી કરું અને એના માટે શું શું પ્રોસિજર છે અચ્છા ઓટીપી આવશે શું કરવાનું છે તું મને જરાક કરી આપને અપ્લાય તો હું આ એક અપલોડ કરી લઉં